હલો ઢોંસા ચારકોલમાંથી બોલો છો મેં હમણાં તમને મૈસુર અને ઢોંસાનો ઓડર કર્યો છે જો ઓડરમાં હું તમને કહેવાનું ભૂલી ગઈ કે પેપર છે તે ક્રિસ્પી રાખજો અને મારા ઘર સુધી પહોંચે ત્યાં સુધી લગભગ ક્રિસ્પી રહેવા જોઈએ એવું કંઈક પ્લાનિંગ કરી આપજો અને મૈસુર છે તે ઠંડુ ના થાય એવી રીતે પેક કરજો અને એની સાથે મેં ચોકલેટ પેપર પણ મંગાવ્યા છે તો એમાં ચોકલેટનું પ્રમાણ થોડું વધારે રાખજો અને મારું ઘર થોડું દૂર છે તો ગરમ રહે એવી રીતે વ્યવસ્થા કરીને મોકલજો